છોકરીઓને ભણાવવાને માટે પોષણ આપવા માટે સરકાર લેપટોપ અને સાયકલની યોજના આપે છે અને કેટલીક મફત પાસ યોજના પણ આપે છે જેના કારણે છોકરીઓ આજે ભણવામાં ખૂબ આગળ વધી રહી છે અને મારા મત મુજબ આ યોજના કોઈ પણ જગ્યાએ કારગર સાબિત થતી નથી છોકરીઓને અપડાઉન કરવાનું પણ ખૂબ સારી રીતે પરવડે છે